તમે બાંધકામ યુનિટમાંથી બોલો છો હા તો અમારે છે ને બ્લાઇન્ડ સ્કૂલ હંસારાથી લઈ અલર તળાવ સુધીના સાંઠ કિલોમીટરના આગળની સાઇડ અને પાછળની સાઈડ પર રોડ બનાવાના છે તો તમારું કોટેશન તમારા નક્કી રેતી ડામર જે કઈ હોય એનો થોડો અમને મોકલાવશો અને ને રોડ બનાવશો

ઓકે ચલો હા હાલર હાપન નનાપાળા બ્લાઈંડ સ્કૂલ હા ડામર રોડ